જી હા આ તો ખૂબ જ સરસ પ્રશ્ન છે મારા માટે કે હું મારી લેખન પ્રવૃત્તિ હોય છે એનો શોખ અને કરિયર અન્ય બાબતો વચ્ચે કેવી રીતે મેળ કરૂ છું તો જે હું મારા ભણવાના સમયે ભણવાનું પસંદ કરું છું તેમજ ફ્રી સમયમાં ખાસ કરીને મને રાત્રિના સમયે ગઝલ લખવી અથવા તો કોઈ પણ વસ્તુ બાબતે આર્ટિકલ લખવાનું મને ખૂબ જ પસંદ છે જ્યારે પણ મને મારા વિસ્તારમાં મારા ગામડામાં જવાનું થાય છે ત્યારે હું વધારે પડતી ગઝલ લખું છું જ્યારે હું બસમાં ટ્રાવેલ કરતી હોઉં છું મુસાફરી કરતી હોઉં છું ત્યારે મને લખવું વધારે પસંદ છે મને પબ્લિક અધારિત માણસોની ભીડને જોઈને લખવું વધારે પડતું ગમે છે ખાસ કરીને મુસાફરી સમય દરમિયાન મેં મારી મોટાભાગની ગઝલો અને આર્ટિકલો લખેલા છે અન્ય જગ્યાઓએ જ્યારે હું કોઇપણ સામાજિક પ્રસંગમાં જતી હોઉં છું સામાજિક મેળાવડામાં જાઉં છું કોઈપણ એક્ઝિબિશનમાં જાઉં છું ગ્રુપ ડિસ્કશનના ભાગરૂપે મારે ગમે ત્યાં જવાનું થાય છે ત્યારે પણ હું મારા ઓબ્ઝર્વેશન્સ સ્કિલ દ્વારા બધું ઓબ્ઝર્વેશન કરું છું એન્ડ હું મારી પાસે હંમેશા મારી એક પોકેટ ડાયરી રાખું છું જેથી કરીને મને જે વસ્તુ ત્યાં દેખાય છે જે વસ્તુ પણ કંઈ ગમે છે અથવા તો મને તેના ઉપર જે પણ એક સ્થળ વિશે ત્યાંના કોઈપણ એવા મળેલા સારા વ્યક્તિ વિશે ત્યાંના કોઈ પણ દીવાલ ઉપર લખેલા સુવિચાર વિશે લખવાનું ગમે ત્યારે હું લખવાનું પસંદ કરું છું પરંતુ હું મારા ભણવાના સમય સાથે સાથે હું કોઈ જ બગીચામાં જ્યારે જાઉં છું ત્યારે મને એકલા બેસીને ત્યાં લખવું બહુ ગમે છે ભણવાના સમયે માત્ર હું ભણવામાં જ ધ્યાન આપું છું અત્યારે હાલમાં હું અનુ સ્નાતકમાં અભ્યાસ કરી રહી છું પરંતુ જ્યારે પણ મને રાત્રિના રવિવારમાં રજા દરમિયાન જ્યારે પણ સમય મળે છે ત્યારે હું મારું સમય લખવામાં પસાર કરું છું ખાસ કરીને ચોમાસાની સિઝનમાં મેં મારી મોટાભાગની ગઝલો લખેલી છે કારણ કે એક તો એવું વાતાવરણ હોય અને હાથમાં ચાની પ્યાલી હોય ગરમ ગરમ કોઈ નાસ્તો હોય ભજીયા હોય કે પકોડા હોય ત્યારે મને લખવું ખૂબ જ વધારે પસંદ છે ઘણી બધી વખત કોઈપણ જગ્યાએ કોઈપણ સામાજીક મેળાવડામાં જાઉં છું ને મને જે પણ કંઈ દેખાય છે ત્યારે હું તુરંત જ મારા એક ડાયરીમાં ત્યાંનું જે વાતાવરણ હોય છે તેના સંદર્ભે બે ત્રણ વાક્યો લખીને મૂકી દઉં છું પરંતુ વધુ વિસ્તાર પૂર્વક કે અથવા તો મેં મુસાફરી દરમિયાન કોઈપણ નાના બાળકને સંઘર્ષ કરતો જોયો હોય કોઈપણ વ્યક્તિને બસમાં ચડવા માટે સંઘર્ષ કરતો જોયો હોય દોડતા જોયો હોય ત્યારે એ પરિસ્થિતિ ઉપર મને તુરંત જ લખવું ખૂબ વધારે પસંદ છે ઘણી બધી વખત મેં મારી ગઝલો અને આર્ટિકલોને મુસાફરી દરમિયાન તાત્કાલિક જ લાઈવ જ લખેલી છે કારણ કે હું જ્યારે ફ્રી સમય હોય છે મુસાફરીનો સમય હોય છે ખાસ કરીને જ્યારે હું રજાના સમયમાં એકલી બેઠી હોઉં છું ત્યારે મને ગઝલ કે કોઈ પણ આર્ટિકલ લખવા ખૂબ જ પસંદ છે પરંતુ હા હું ભણવાની સાથે સાથે મારા આ લખવાના શોખને પણ સારી રીતે પૂરો કરવાનો પ્રયાસ કરી રહી છું અને હું ન માત્ર મારા શોખને પરંતુ મારા ભણવાના સમયને તેમજ અનુકૂળ પરિસ્થિતિમાં અનુકૂળ જગ્યાએ બેસીને લખવાનું પસંદ કરું છું મારા માટે કોઈ એવું એક સ્થળ નથી કે જ્યાં બેસીને જ મને લખવું ગમે હું તત્કાલીન કોઈ પણ પરિસ્થિતિ પ્રમાણે હું લખી શકું છું પરંતુ ઘણી વખત સમયની મર્યાદા હોવાથી ઘણી વખત અનુકૂળતા ન હોવાથી નથી લખી શકતી પરંતુ હું જ્યારે પણ મને એકલું સમય પ્રાપ્ત થાય છે જ્યારે પણ હું એકલી હોઉં છું સંજોગો પરિસ્થિતિ અનુસાર હોય છે અથવા તો સમય પ્રાપ્ત થાય છે જ્યારે હું મારા આ લખવાના શોખને લખી કાઢું છું અને મને આ શોખ બાળપણથી જ છે કે જ્યારે મેં પહેલી વખત એક કવિતા મારા મિત્ર ઉપર લખી હતી ત્યાર પછી અત્યાર સુધી મેં ઘણી બધી ગઝલો લખી છે તે ગઝલોને મેં ક્યારેય સમયસર નથી લખી મારી અંદર જ્યારે એક મને એવું જાગે મને એક એવી વસ્તુ ઊગે કે હવે મારે લખવું છે હવે મને આ વસ્તુ લખવી છે આ પરિસ્થિતિ છે આ વિશે મને યાદ આવ્યું છે આ વિષયને હાલની પરિસ્થિતિમાં જે જરૂરિયાત છે એ પ્રમાણે હું લખું છું ખાસ કરીને મેં પહેલાં વાત કરી એ જ પ્રમાણે કે મને મુસાફરી દરમિયાન જે દૃશ્યો મારા સામે આવે છે કોઈપણ વ્યક્તિઓ મારી સામે આવે છે તેનું અનુકરણ કરીને તેનાં વર્તનનો અનુકરણ કરું તેનાં વર્તનનું નિરીક્ષણ કરીને તેમજ બાહ્ય જે પણ ઉદ્દીપકો હોય છે તેના આધારે હું મારી જાતને એ પાત્રમાં સંપૂર્ણ નાખીને સંપૂર્ણ મારી જાતને તેમાં ઓળઘોળ કરીને તે પાત્રને ન્યાય આપવા માટે સતત પ્રયાસ કરું છું અને મારા મતે સાચો કવિ એ જ છે કે ન માત્ર તે કોઈપણ એક જગ્યાએ બેસીને પરિસ્થિતિમાં નહીં પણ પોતાની જાતને કોઈ પણ પાત્રમાં મૂકીને ગમે તે સમયે પોતાની લેખન કલા કૌશલ્યને વર્ણવી શકે એ જ એક સાચો કવિ છે